ગુણવત્તાની વાત કરીએ તો ખોરાક તાજો સ્વાદ અને પોષણયુક્ત હોવો જોઈએ ઉદાહરણ તરીકે ખોરાક તાજા અને સ્વાદિષ્ટ હોવો જોઈએ પરંતુ સલાડમાં થોડી મીઠાશ વધારવી જોઈએ સેવા પધ્ધતિ વિશેનું જેમ કે સ્ટાફની અછત સમયસર સેવા અને વ્યવહાર ઉદાહરણ તરીકે કે સેવા ખૂબ સારી હતી પરંતુ ખાતરી કરવા માટે ખોરાક લાવવાનો સમય થોડો વધુ હતો ડિલીવરી સમયસર પહોંચે પેકિંગના ને ગુણવત્તા અને ખોરાકની સ્થિતિ ઉદાહરણ તરીકે ડિલિવરી સમયસર હતી અને ભોજન સારી રીતે પેક કરવામાં આવ્યો હતો પ્રમાણ ભોજનનું પ્રમાણ કે જે મારી ઈચ્છાઓ સાથે મેળ ખાય છે ઉદાહરણ તરીકે કોન્ટિટી યોગ્ય હતી પરંતુ વધુ વાનગીની વ્યવસ્થા થાય તેવી ન હતી